આપણે ઘણી ઘણા બધા દિવ્યાંગ બાળકો અંધ બધીર બાળકો જોતાં હોઈએ છે પણ આપણે ક્યારે વિચાર્યું છે કે એ લોકો માટેની શાળાઓ કેવી હશે શું આ શાળાઓ એમની જરૂરિયાતો પૂરી કરતા હોય છે શું એ લોકો માટે અલગથી વ્યવસ્થા હોય છે જેથી જે ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને સહાય મળી શકે જે લોકો જોઈ નથી શકતા એ લોકો માટે બ્રેલની સિસ્ટમ જે લોકો સાંભળી નથી શકતા એ લોકો માટે સાઈન લેંગ્વેજ જે લોકો દિવ્યાંગ છે અથવા તો જે લોકો વ્હીલચેર કે એવું વાપરે છે તો એ લોકો અમુક કાર્યો નથી કરી શકતા તો એ લોકો માટે કઈ રીતેની વ્યવસ્થા હોય છે એ ઘણું મહત્ત્વનું હોય છે કારણ કે જ્યારે આવા વિદ્યાર્થીઓ આપણે આપણા સમાજમાં ઉદ્ધાર કરે છે ત્યારે એ લોકો આપણા સમાજને એક અલગ રીતે જોતા હોય છે અને એ લોકોની એક અલગ રીતની વિચારધારા હોય છે જે બીજા કોઈની નથી હોતી તો એ ખૂબ જરૂરી છે આ સમાજ માટે કે અલગ અલગ વિચારધારાવાળા લોકો હોય જ્યારે એ લોકોની શિક્ષણ વ્યવસ્થા એમના અનુકૂળ હોય અને એ લોકોની સમસ્યાઓને સંબોધિત કરવામાં આવે ત્યારે એ લોકોને ખૂબ સારું પડતું હોય છે એટલે ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં જે ખાસ જરૂરિયાતોના બાળકો હોય છે એ લોકો વિદ્યા મેળવવા માટે દૂર દૂર સુધી પોતાના માટે શાળા શોધતા હોય છે અથવા એમના માટે કોઈ એવી વ્યવસ્થા હોતી નથી પણ હવે સરકાર અને સમાજ બંને આ વસ્તુને સંબોધિત કરી રહ્યા છે અને એ લોકો માટે અલગ અલગ પ્રકારના વ્યવસ્થાઓ બનાવી રહ્યા છે જેથી ઘણું સારું પડે છે મારા ઘર પાસે એક વ્યક્તિ છે એક નાનું બાળક છે જેને સ્કૂલમાં જઈને ભણવું છે પણ એને સંભળાતું નથી એને જ્યારે તમે કઈ બી વાત કરવાની કોશિશ કરો તો એને ખૂબ તકલીફ પડતી હોય છે પણ એ છે ખૂબ હોશિયાર છોકરો એટલે જો એને એની પ્રકારના એના પ્રકારના બાળકો સાથે શિક્ષણ મળે તો એ ખૂબ પ્રગતિ કરી શકે છે આવા ઘણા કિસ્સાઓ છે અને આપણા સમાજ એ લોકો માટે ઘણું કામ બી કરતા હોય છે